મારે જણાવવાનું કે મારું પાનકાર્ડ મારી પાસે હતું પણ વર્ષો પહેલાં અનિવાર્ય સંજોગોને કારણે મકાન બદલાવવામાં ખોવાઈ ગયું છે તો મારે નવેસરથી પાનકાડ કઢાવવા માટે મારે શું જરૂરી જોઈએ ડોક્યુમેન્ટ આધાર કાર્ડની જરૂર પડે ચૂંટણી કાડ જરૂર પડે રાશન કાર્ડની જરૂર પડે પછી ડોક્યુમેન્ટમાં જોઈએ તો મકાનના દસ્તાવેજની જરૂર પડે છે આ બધા વસ્તુઓ તૈયાર કરીને અમે આપીએ તો કેટલા દિવસમાં ઓનલાઈન ને આ પાનકાડ મળી શકે